હલો વીજળી બોર્ડમાંથી વાત કરો છો હું રમીલાબેન વિવેક પ્લાઝામાંથી બોલું છું મેં વિહાર એક્ઝોટિકમાં નવો બંગલો લીધો છે અને મને ત્યાં ફર્નિચર અને પીઓપીનું કામ ચાલુ કરવાનું હોવાથી મને ત્યાં કામચલાઉ વીજળીનાં જોડાણ માટે વાત કરવી છે મારે બે મહિના માટે કામચલાઉ વીજળીનું કનેક્શન લેવું છે તો તમે મને કહેશો એ ફૉર્મ અને રોકડ રકમ હું જમા કરાવવા તૈયાર છું પણ તમે મને જોડાણ કરી આપશો પછી મારે પરમેનેન્ટ પણ જોડાણ લેવાનું છે પણ એની એક પ્રોસેસ પછી કરીશું થેન્કયુ